હલો કોણ બોલે છે હલો કોણ બોલો છો હાં કોણ બોલો છો હાં દિલીપભાઇ બોલું છું હું હાં શું ક કામ હતું તમને હાં બરોબર છે એમાં કઈ કોલેટીના છે તમારી પાસે શું ભાવ છે કેવી રીતે તમે મને આપી શકો મને શું બે પૈસા મળે તો એ રીતે હું માર્કેટિંગ કરી શકું તમે મને સેમ્પલ આપો એક કિલો બે બે કિલો પેકિંગમાં તો હું બજારમાં દેખાડી શકું અને મને બે પૈસા મળે તો તમારું પણ ચાલેને મારુ પણ ચાલે હાં હાં બરોબર છે તમારી વાત સાચી કસ્ટમર તો ના ના કાઇ વાંધો નહીં તમે મને ક્યારે પહોંચાડશો

હાં તો વાંધો નહીં મને તમે ડિલિવરી કરી દ્યો ને પછી ટર્મ્સ એંડ કન્ડિશન આપણે ટર્મ્સ એંડ કન્ડિશન આપણે પછી નક્કી કરીએ ના ના કાઇ વાંધો નહીં હું એકવાર તમારા સેમ્પલ લઈને માર્કેટમાં મૂકું મને કેવો રિસ્પોન્સ મળે છે ભાવમાં મને શું ફાયદો થાય છે બરોબર છે પછી હું તમને આગળ ઓર્ડર આપી શકુંને પૈસાની કન્ડિશન ટર્મ્સ એંડ કન્ડિશન કેઈ રીતે છે તમારી એડવાન્સ આપવા પડે કે પચાસ ટકા આપવાના હાં હાં અચ્છા આપવા પડેને એકવાર તો તમે મને સેમ્પલ તો એમનેમ આપશોને પહેલા સેમ્પલ તો તમે મને આપશો હું માર્કેટમાં મૂકું મને એમ લાગે કે ના અવે આપણે કઈ આમાં વાંધો આવે એવો નથી ક્વોલિટી બધાં કરતાં સુપર છે તો તમારું ચાલશે ને મારું ચાલશે માર્કેટિંગ કરવાની જવાબદારી મારી તમારો બધો માલ હું વેચી દઇશ ઓકે ઓકે ઓકે ચાલો થેન્ક યુ ઓકે